હેલો સર હવે ખેડૂતો માટેની કોઈ યોજનાઓનો કોઈ છે ખરા

હા જી આજે બીજું કહેવાનું હતું કે આ ખાતરોની બધી સબસિડીઓ આપે છે તે તમારે ત્યાંથી મળે કે હા બરોબર છે બરાબર હવે બીજું કે આ બિયારણની બાબતમાં કઈ મ મુશ્કેલી લાગે છે મને કે બિયારણ ડુપ્લિકેટ આવતું હોય એવું લાગે છે સારું ચાલો